માનસિક રીતે પડકાર આપનાર પુસ્તક જો કોઈ હોય તો ઓશોનું શૂન્ય સમાધિ પુસ્તક છે આ પુસ્તકની અંદર સમાધિની વાત અને આધ્યાત્મિક આધ્યાત્મિકતાની વાત કરવામાં આવી છે તેમજ જે આપણે સામાન્ય રીતે માની લીધેલાં રીતિ રિવાજો છે રૂઢતા છે અને સાધનાના માર્ગો છે અથવા તો માધ્યમો છે તેની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે આ બધી ચર્ચાઓ બાદ પોતાનું વિસ્તૃત ગહન ચિંતન ઓશો તેના પર કરે છે કે આ મતોની અંદર આટલી આટલી ભૂલો રહેલી છે આપણાં રોજના રૂઢિગત રીતે થતાં રિવાજો રોજના થતાં પૂજાનાં કાર્યો વગેરેની અંદર કેટલી ભૂલો છે કેટલા સુધારાની જરૂર છે કેટલી મૂઢતા ભરેલી છે વગેરેની વાત એ પુસ્તકની અંદર કરવામાં આવેલી છે પુસ્તકની અંદર સારા એવાં ઉદાહરણોનો પણ ઉપયોગ થયો છે જે ઉદાહરણોનાં કારણે વધારે ને વધારે લોકો ને સમજાવવા માટે અને ખૂબ જ સરળ ભાષામાં સમજાવવા માટે પણ આપણે જદ્દોજહદ લઈ શકીએ એટલું સરળ રીતે પુસ્તક પ્રસંગોને પ્રસ્તુત કરે છે પરંતુ આ પુસ્તક છે વાંચતાં હોઈએ ત્યારે આપણને અણગમો જાગે લેખક ઓશો પ્રત્ય પણ અને આવા વિચાર ધરાવતા લોકો તેને પ્રશંસકો પ્રત્યે કારણ કે આપણે જડ માનસિકતા સાથે જોડાઈ ગયેલા હોઈએ છીએ આ માનસિક્તાને તોડવા માટે જ્યારે આપણી સમક્ષ નવી માનસિકતા નવી વિચારધારા પ્રસ્તુત કરવામાં આવે ત્યારે આપણને પસંદ પડતી નથી આપણને એવું લાગે છે કે આપણું જે મૂળભૂત માળખું જે હતું આપણાં માટેનું એ કોઈ છીનવવાનો પ્રયત્ન કરે છે આપણા ભગવાન આપણો ભક્તિ ભાવ ને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આપણી માન્યતાઓ આપણી રૂઢિ રિવાજો આપણી સંસ્કૃતિ ઉપર ચોટ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે પણ સાચી રીતે જોઈએ તો જ્યારે બે શક્તિશાળી પદાર્થો ટકરાય ત્યારે જે મજબૂત પદાર્થ હોય તે ટકી રહેવાનો

મતો છે એક ઓશોનો મત છે અને પરંપરાગત રીતે ચાલ્યો આવતો મત છે આ બંનેની ટકરાવ ટકરાવવાની પ્રક્રિયામાંથી જે મત વધારે તાર્કિક હોય વધારે સગવડતાભર્યો હોય વધારે ઉપયોગી હોય વધારે લોકોના હિતમાં હોય તે મતનું પાલન કરવું એ માનવ સમાજ માટે સહજતાની વાત છે પરંતુ અમુક લોકો આ વસ્તુને અલગ દિશામાં લઈ જઈ અને તેનું જે પ્રસ્તુતિકરણ છે તે મેલ ભરેલું કરવાનો પ્રયત્ન કરે છે જેથી આવા લેખકો પ્રત્યે આપણને અણગમો આવી જાય છે આવી વિચારધારા પ્રત્યે અણગમો આવી જાય છે તો સામાન્ય પડકાર એ જ રહ્યો હતો કે આ વ્યક્તિના વિચાર સાચા બીજા વ્યક્તિના વિચાર સાચા કોઈ વ્યક્તિ આ જ પુસ્તકનું ખંડન કરે એ વાંચ્યા પછી એ વિચારવાનું મન થાય કે આ પુસ્તકનું પણ ખંડન થઇ શકે તો નવા વિચાર સાચા આ જે એક માનસિક પડકાર છે એનાં કારણે અલગ અલગ વિચારો અને વિચારધારાઓ વચ્ચે વ્યક્તિ ફસાય અને અલગ અલગ વિચારો કરવા માટે પ્રેરાય છે અને અંતે માનવ સ્વભાવની સહજતા એ જ છે કે માણસને જે સૌથી વધારે પોતાના માટે ગમ્ય લાગશે પોતાને સગવડતાભર્યું લાગશે એનું જ એ પાલન કરવાનો છે તો તે વિચાર પછી બીજાના હોય પોતાના હોય કોઈ પાસેથી મેળવેલા હોય કે કોઈએ આપેલા હોય એ કોઈપણ રીતે પહોંચેલા હોય પરંતુ સામાન્ય રીતે તો આ વિચારો માનવને ગમે એ જ એ સ્વીકારવાનો છે તો પડકારજનક આ પુસ્તક લાગ્યું છે ઓશો રજનીશનું શૂન્ય સમાધિ પરંતુ એ વિચારધારા મારા મત પ્રમાણે સ્વીકાર્ય પણ બની છે કારણ કે સગવડતા ભરી દરેક જે પાસાઓ મારા માટે હકારાત્મક સકારાત્મક છે તેમાં એ ઉતરી આવતો હતો અને જો વાત રહે કે આ પુસ્તક મારા મિત્રો પરિવાર સાથે ચર્ચા કરું તો વિદ્યાર્થી જીવનની અંદર જ્યારે ફિલસુફીની વાત હોય સાહિત્યની વાત હોય એનો વિદ્યાર્થી હોવાને કારણે અમારા વચ્ચે આવા વિચારકો વિશે તાર્કિક રીતની વાત સંવાદ ચાલતા જ રહે છે કે આ વિચાર સાચો છે કે આ વિચારધારક સાચો કે આના વિચારસરણી વધારે યોગ્ય જીવન તરફ લઈ જાય કે બીજાની વિચારસરણી સરણી તો પરિવાર સાથે તો આની ચર્ચા ઓછી થાય છે પરંતુ જે વિદ્યાર્થી મિત્રો છે કે જે એક જ ધોરણમાં અમારી સાથે સાહિત્યમાં છે એક જ વર્ગના વિદ્યાર્થીઓ તેમની સાથે આની ચર્ચા ખૂબ વિષદ પ્રમાણમાં થતી જોવા મળે છે અમારી વચ્ચે